હેલો હા સર હા હા હા સર તમારું બજેટ તમારું બજેટ કેટલું છે હં સર તમારે કઈ કંપનીની જોઈએ બધી કંપનીની એમ તો સારી જ આવે એવું હા હા ત્યારે ત્યારે તમને ઇલેક્ટ્રિક બાઈક સારી પડશે સર અમ્મ હહ સારામાં તો બીજી આપણે કેટીએમ ડૂક એવી છે હા સારી છે ટેન એમ તો હાશ સ્પોર્ટ્સ બાઈકમાં તો સારામાં સારી એ જ છે સર એ જ સારી પડશે તમને એટલા હ એટલામાં લેવી પડે તો તમારે એ બજેટમાં સારી પડશે પાંચ લાખ સુધીમાં હમ્મ હ હમ્મ હા સર અ અહહ ચાલે સર કાવાસકી ને એવી ભી કાવાસકી ને એવી ભી ચા કાવાસકી તમને પડશે સાત આઠ ઓકે સર કાલે તમે રૂબરૂ આવીને મળશો તો એ સારું પડશે તમને ભી ઓકે ચાલો